એક મહિલા તરીકે ઘણા બધા પડકારો હોય છે એમના જીવનમાં જેમ કે ઘર સંભાળવું ઘરના દરેક કાર્યો કરવા અને એની સાથે સાથે એમનું વ્યવસાયિક કાર્ય પણ કરવું એટલે નોકરી પણ કરવી અને ઘરને પણ સાચવવું બાળકોને તૈયાર કરીને સ્કૂલે મૂકવા એ એક બહું મોટો પડકાર છે એક મહિલા માટે અને ભારતીય મહિલા તરીકેની ભૂમિકાના ફેરફારમાં જણાવીએ તો ઘણો બધો ફરક પડ્યો છે પહેલાં ભારતીય મહિલા પોતાની મરજીથી લગ્ન પસંદ કરી ન શકતી હતી લગ્ન બાબતે પાછળ રહેતી હતી લગ્ન ન કરી શકતી હતી બટ હવે હમણાંની મહિલાઓ લગ્ન કરી શકે છે પોતાની મરજીથી કાર્ય કરી શકે છે પોતાની મરજીથી એને કશે જવું હોય એ જઈ શકે છે અને બધી આઝાદીઓ છે એમને અને વ્યવસાયિક કાર્ય અને શિક્ષણમાં મહિલા ખૂબ આગળ છે ખૂબ જ સુરક્ષા અનુભવે છે અને એમના મનપસંદ વિકલ્પમાં એ કામ કરી શકે છે અને સારો પગાર પણ મેળવે છે સો બહું સારી અને સરખી તકો છે